ઘરમાં જયારે એલ પી જી આપણે ગેસ વાપરતા હોઇએ છીએ ત્યારે ગેસનું જે રેગ્યુલેટર હોય છે એ રેગ્યુલેટરને વારંવાર સર્વિસ કરાવવી જોઈએ અમુક સમયે અંતરે જે ગેસની લાઈન આવે છે એ લાઈનને બદલાવવી જોઈએ તેમજ જે સ્ટવ હોય છે એનું સર્વિસ કરાવવું પડે છે